હું અત્યાર સુધીમાં કેટલાંક ગુજરાતી અનુવા અનુવાદિત પુસ્તકો વાંચ્યા છે જેમ કે અંગ્રેજી અને હિન્દી ભાષાનાં લોકપ્રિય લોકસાહિત્યકારો નાં કાવ્યો અને નવલકથાઓ અનુવાદિત પુસ્તકો વાંચવાનો અનુભવ મને ઘણો રસપ્રદ રહ્યો છે અને ઘણું બધું શીખવાં મળ્યું છે આ પુસ્તકો વાંચવાથી મારે અન્ય ભાષાઓ મને અન્ય ભાષાઓની સંસ્કૃતિ અને વિચારધારાઓની સાથે ઓળખાણ થાય છે અને મને તેનાં દર્શન કરવા મળે છે તેની માનસિક અનુભૂતિનો બી અનુભવ કરાવે છે